એકસો પચીસ અગિયાર હજાર ચારસો બાવીસ તેંત્રીસ હજાર પાંચસો સિત્તેર એક લાખ નવ હજાર આઠસો ચાલીસ એકતાળીસ હજાર છસ્સો બેંતાલીસ